અમારા વિસ્તારમાં જેમકે રાજકોટ જૂનાગઢ સોમનાથ જેવા વિસ્તારમાં ઘણીવાર રેલગાડીની સમસ્યાઓ ઘણી ઊભી થાય છે જેમાં જગ્યાની સમસ્યા બહુ જ વધારે છે ઘણીવાર બહુ જ ભીડ થાય છે જેના કારણે જગ્યા મળવી અશક્ય જેવું લાગે છે ત્યારબાદ રોડ રસ્તાઓ પણ ઘણા ખરાબ હોય છે જેના કારણે વાહનનું વ્યવહારમાં બહુ મુશ્કેલી થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણી મુશ્કેલી થાય છે અમારા વિસ્તારમાં જેમ કે રાજકોટ જેવા વિસ્તારમાં અંદર સીટીમાં વાહન વ્યવહાર જે છે એમાં મુસાફરી સહેલી બને છે કારણ કે અહીંયા સીટી બસ જે છે રહેલી છે પણ ઘણી જગ્યાએ જેમ કે અહીં ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર કરવા માટે ત્યાં જવા માટેના આવવા માટે ઘણી મુશ્કેલી અનુભવાય છે અને નાણાકીય રીતે જોઈ આપણે તો ઘણું બધું નુકસાન થાય છે કારણ કે ઘણી એવી બસીસ છે બસ છે રીક્ષા છે જેના કારણે વધારે ટિકિટ દઈને જવું પડે છે ઘણીવાર ઘણીવાર તો રસ્તાઓના રસ્તા ખરાબ હોવાના કારણે રસ્તામાં જ જે વાહન છે જે બગડવાના કારણે રસ્તામાં જ રોકાવું પડે છે ત્યારબાદ ટ્રેન જે રેલગાડીનો જે રેલગાડીઓમાં હર હંમેશ જે ભીડ જોવા મળે છે તેનો પણ તેની પણ એક મુશ્કેલી મુશ્કેલીજનક ઘણી વસ્તુઓ થઈ જાય છે જેમકે ઘણી મહિલાઓ અને બાળકોને તેમાં જગ્યા મળતી નથી અને બુઝુર્ગ જેમ કે મોટી ઉંમરના વ્યક્તિઓ છે તે પણ તેમાં જલ્દીથી ચડી શકતા નથી ઘણી વખત જે છે ઘણા અકસ્માતો પણ થાય છે એકવાર એકવાર એક ટ્રેનમાં એક મહિલાનું અડધું શરીર આવી ગયું હતું જેના કારણે પણ એક અકસ્માત સર્જાયો ત્યારબાદ એક વૃદ્ધ વ્યક્તિએ શુદ્ધ વ્યક્તિનું પણ એમ ટ્રેનમાં ચડતા જ રેલગાડીમાં ચડતા હતા ભીડના કારણે ધક્કો લાગવાના કારણે તેવું એક અકસ્માત સર્જાયું હતું ત્યારબાદ બસ જે છે તેમાં પણ ઘણી ભીડ જોવા મળે છે જ્યારે જ્યારે જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે ઘણીવાર ઘણા લોકો અને ઘણા મુસાફરો નીકળી પડે છે જેના કારણે ઘણી મુશ્કેલી સર્જાય છે મુસાફરો મુસાફરો એ હવે એક પોતાનું વાહન ખરીદી લે છે જેના કારણે પણ હવામાનને નુકસાન થાય છે તેમજ વાતાવરણ અને પર્યાવરણને પણ ઘણું નુકસાન થાય છે વાહન વ્યવહાર ની પદ્ધતિઓમાં સુધારો થવો જોઈએ એ સરકારને જોવું જોઈએ સરકારે આ બધી જ આ બધી જ માહિતી એકઠી કરી અને જોવું જોઈએ કે ક્યાં આવી પ્રોબ્લેમ આવી સમસ્યાઓ છે તેને તેઓએ ધ્યાન રાખવું જોઈએ અને સુધારા કરવા જોઈએ અને ઘણા એવા કાયદાઓ પણ બનાવવા જોઈએ અમારા વિસ્તારમાં રહેલા આ વાહન વ્યવહારના ઘણી ઘણી સમસ્યાઓ ઘણી સમસ્યાઓ થાય છે ત્યારે ઘણા રોડ રસ્તાના કારણે જે ખરાબ રસ્તા હોય છે અને ઘણા વિસ્તારમાં જવું હોય તો ત્યાં ઘણીવાર ઘણીવાર જે છે એ કોઈ વાહન પણ જતું હોતું નથી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની જે વાહનો જે ગાડીઓ જવી જોઈએ તે જતી નથી ઘણા માર્ગો ખરાબ હોવાના કારણે પણ એવું થાય છે સરકારી છે જીએસઆરટીસી બસ જે હોય છે તેમાં પણ ઘણી એવી સમસ્યાઓ ઊભી થાય છે તેમાં પણ એવી ભીડો ભીડના કારણે કોઈ મુસાફર જે સફર કરી શકતા નથી અને એ બસોનું પણ સમારકામ ઘણીવાર થતું નથી તેમાં પણ ઘણી ખરાબીઓ આવે છે અને તેના કારણે ઘણી એવી સમસ્યા ઊભી થાય છે